ખરેખર તો દરેક મનુષ્યએ બોડી ચેક અપ કરાવવું જોઈએ બ્લડ છે યુરીન છે પછી ડાયાબિટીસ છે પછી છે પ્રોસ્ટેટની ઘણાંને તકલીફ હોય છે ઘણાંને પછી કિડનીના પ્રશ્ન હોય છે આ બધી વસ્તુઓ આપણે ચેક અપ કરાવતા રહીયે તો આપણને શરીરમાં કોઈ જાતની તકલીફ પડે નહીં એનાં માટે રાજકોટમાં આરોગ્ય કેન્દ્ર ઘણાં છે સરકારી હોસ્પિટલ છે ત્યાં પણ અમે જઈને ફ્રી ઓપ ચાર્જ કરાવી શકીએ છીએ બાકી ગવર્મેન્ટની ફેસેલીટે તો છે જ ઘણી બધી ઓકે